મારા જીવનની અંદર યોગનો એટલો બધો મહત્ત્વ છે કે યોગ ભગાવે રોગ એ જે કહેવત છે એ ખરેખર સાચી કહેવત છે મને મોટે ભાગે રાત્રે ઊંઘ નહોતી આવતી અને ઊંઘ નહોતી આવતી એટલે સવારમાં પછી સવારે ચાર વાગે એટલે માથું ચડી જાય બેચેની આવે એના માટે પછી મેં વિચાર કર્યો કે ચાલો કે યોગ કરીએ યોગ કરવાથી કેટલો ફાયદો થશે હેં એટલે પછી મેં યોગ કરવાનું ચાલુ કર્યા વહેલી સવારમાં વહેલી સવારે ઊઠીને હું પ્રાણાયામ કરતો પ્રાણાયામ કરતાં કરતાં કરતાં કરતાં પ્રાણાયામ કરતાં પ્રાણાયામ કરતાં કરતાં પછી મેં યોગા ચાલુ કર્યા પ્રાણાયામ પ્રાણાયામ અને યોગાનો સમન્વય થયો એટલે એનાથી મને મારા મગજનું જે સ્ટ્રેન્થ હતું અનિંદ્રા આવતી હતી એ અનિંદ્રા ઓછી થઈ ગઈ અનિંદ્રા અ અનિંદ્રા મને કાયમ માટે જતી રહી યોગ કરવાથી યોગ યોગ યોગ કરવાથી મને ઘણા બધા ફાયદા થયા છે મને કબજિયાતનો પ્રોબ્લેમ હતો મારા જીવનમાં મને કબજિયાતનો ખૂબ જ પરેશાન કબજિયાતથી હું ખૂબ જ પરેશાન હતો આ તો યોગ યોગ કરવાથી મને આ કબજિયાતમાંથી સંપૂર્ણ માટે છુટકારો મળે છે હું યોગ કરતી વખતે પહેલાં તો હું વજ્રાસન કરતો વજ્રાસન કરી અને વજ્રાસનમાંથી હું મંડુકાસનમાં આવતો વજ્રાસનમાંથી મંડુકાસન આવતો અને મંડુકાસનથી મને ખૂબ જ ફાયદા થયા ખૂબ જ ફાયદા થયા હું ક્યારેક ક્યારેક ત્રાટક પણ કરી લેતો હતો અને ત્રાટક કરવાથી આપણે નિરોગી થઈએ છીએ આપણે એકાગ્રમન એકાગ્ર આપણા મન એકાગ્ર બને છે આપણું ચિત્ત એકાગ્ર બને છે એના માટે આ હું ક્યારેક ત્રાટક કરતો હતો જ્યારે મને કબજીયાત હતી ત્યારે એ કબજીયાતનો છુટકારો મેળવવા માટે હું શું કરતો હું યોગા કરતો હતો પ્રાણાયામ કરતો હતો પ્રાણાયામની અંદર મોટેભાગે હું કપાલભાતિ પ્રાણાયામ કરતો હતો પછી અનુલોમ વિલોમ કરતો હતો ભસ્ત્રિકા કરતો હતો અને ભ્રામરી પ્રાણાયામ કરતો હતો આ પ્રાણાયામ યોગ કરવાથી મને અનિંદ્રામાંથી છુટકારો થઈ ગયો મને કબજીયાતમાંથી છુટકારો થઈ ગયો અને ઘણી વાર મારા પગના ઢીંચણમાં દુખાવો થતો હતો અને એ દુખાવો એટલો બધો અસહ્ય કે મને પગથિયાં પણ ન ચડી શકતો હતો આમ જેમ જેમ પગથિયાં ચડતો હતો તેમ મારા પગની અંદર કટ કટ કટ અવાજ આવતો હતો એ યોગ કરવાથી કસરત કરવાથી મને આ પગના દુખાવો મટી ગયો છે આ ઉપરાંત મને કમરનો દુખાવો હતો કમરનો દુખાવો હતો પછી મારા હું પોતે એક મારું વજન બહુ વધી ગયું હતું અને વજન ઘટાડવા માટે મને યોગે ખૂબ જ યોગ કરવાથી મારો વચન ઘણું બધું ઓછું થઈ ગયું છે મારો એક્સિડન્ટ થયો હતો એ એક્સિડન્ટ થયો ત્યારે મારું વજન ત્રેસઠ કિલો હતું અને એના ત્રણ મહિના પછી મારો વજન ત્રેસઠમાંથી ત્રાણું કિલો થઈ ગયો આ ત્રાણું કિલો વજન એટલે મને ખૂબ જ ચિંતા થવા લાગી પછી એમ થવા લાગ્યું કે હવે હું મારા શરીર અંદર વિવિધ પ્રકારના રોગથી સંકળાઈ જઈશ સ્વાસ્થ્યના વિવિધ પ્રકારના રોગ પેસી જશે એના માટે મારે શું કરવું હવે એનાથી પછી મને ધીરે ધીરે વિચાર આવવા લાગ્યા કે મારે યોગ કરવા છે અને યોગ કરવાથી મને બહુ વજન તો નથી ઉતર્યું પણ સંતુલિત વજન થઈ ગયું છે એ ત્રાણુ કિલોમાંથી અત્યારે મારો વજન એંસી પર આવી ગયો છે કારણ છે આ કારણ છે યોગ અને યોગના મહત્ત્વના કારણે આજે હું ખૂબ જ તંદુરસ્ત છું મને પગથિયાં ચડવામાં ખૂબ જ હાંફ ચડતી હતી મારે દસ પગથિયાં છળવા હોય તો પણ મને હાંફ ચડતી હતી એ હાંફ આ યોગ કરવાથી આ પ્રાણાયામ કરવાથી મને હાંફ ચડતા હાંફ ચડતો નથી અને હું અત્યારે દસ માળ સુધી ચડવું હોય તો હું વિના લિફ્ટથી ચડી શકું છું મને દસ માળ સુધી ચડવું હોય તો હવે મને યોગ કરવાથી પ્રાણાયામ કરવાથી હું આ દસ માળ સુધી પગથિયાં ચડી જવું છું લિફ્ટ વગર ચડી જાઉં છું અને કોઈ પણ જાતનો મને હાંફ પણ આવતો નથી શ્વાસ પણ ચડતો નથી એના માટે મને યોગના ઘણા બધા ફાયદા થયા છે તે ફાયદાકારક યોગથી આજે હું તંદુરસ્ત છું નિરોગી છું આજે બાવન વર્ષની ઉંમરે હું દસ કિલોમીટર ચાલી શકું છું હું પાંચ કિલોમીટર દોડી શકું છું હું કૂદકા મારી શકું છું દોડી શકું છું અને હું સ્વિમિંગમાં તરી પણ શકું છું એટલે યોગ ભગાવે રોગ એ કહેવત સાર્થક નીવડી છે અને સર્વ લોકા સુખીનામ ભવન્તુ સર્વલોકા સુખીનામ ભવન્તુ સર્વલોકા સુખીનામ ભવન્તુ સર્વ લોક ને સુખી રહેવું હોય તો યોગનું ખૂબ જ મહત્ત્વ છે કસરતનું ખૂબ જ મહત્ત્વ છે પ્રાણાયામનું ખૂબ જ મહત્ત્વ છે મનની શાંતિ માટે શરીરની શાંતિ માટે હાડકાની શાંતિ માટે મગજ મજબૂત માટે હાડકા મજબૂત કરવા માટે હાડકાને સંતુલન કરવા માટે મન એકાગ્ર કરવા માટે ચિત્ત એકાગ્ર કરવા માટે એકાગ્ર કરવા માટે આપણા આપણા જીવનમાં યોગ અને કસરતનું ખૂબ જ મહત્ત્વ છે જય બાબા રામદેવ કી જય